હા મને ઊંચાઈથી ડર લાગે છે અને હું ડ્રાઈવિંગ કરમાં કરવામાં પણ મને બીક લાગે છે ક્યારેય મું મારી ગાડી ફાસ્ટ ચલાવતો નથી કારણ કે મને ડ્રાઇવિંગથી બહુ બીક લાગે છે એ અકસ્માત ના થઈ જાય કે કોઈ એક્સિડેંટ ના થઈ જાય એટલા માટે મું હંમેશા ગાડી ધીમી ચલાવું છું અને મને ટ્રેકિંગ કરવામાં પણ બહુ બીક લાગે છે એટલા માટે હું ઓછી ટ્રેકિંગ કરું છું